હા અમારા વિસ્તારમાં બાળકો દોડતાં હોય છે દોડવાથી એમની પાચન પ્રક્રિયા સારી રહે છે પગના સ્નાયુઓ પણ ખેંચાય છે એ દોડે તો એમની હાઇટ પણ વધે છે તે ખાવામાં પણ સારી રીતે ખાઈ શકે છે તેથી એમનાં શરીરમાં હાઇટ અને બોડીમાં પણ ફરક પડે છે જેમકે વજન વધતું નથી અને હાઇટમાં સારાં થાય છે બાળકો દોડવાથી સારું અને તંદુરસ્ત શરીરમાં અનુભવે છે